ઇસ ધીઝ એ વન સલૂન હલો ઇસ ધીઝ એ વન સલૂન હા જી મારે એવું પૂછવું હતું કે મારે છે ને એક અપોઇનમેન્ટ જોઈતી હતી મારે માટે અને મારી નાની બહેન માટે તો ઇઝ ઈટ પોસિબલ કે હેરસ્ટાઈલીસ્ટ ને મતલબ હાવ ડુ યુ સજેસ્ટ લાઈક વૉટ ઇઝ ધ પ્રોસિજર મારે અપોઇન્મેન્ટ જોઈએ છે આજે કે કાલે મળી શકે તો આજે અને કાલે ફાવશે મને બેમાંથી એકમાં

ઠીક છે હા તો મારી જોડે મારી નાની બહેન પણ છે એટલે મેક્સ ટુ મેક્સ ક્યાં સુધી ટાઈમ લાગશે કે એવું કંઈ ના ના મારે કલરીંગ કરાવવાનું છે અને મારી બેનને વોશિંગ અને કટિંગ કરાવવાનું છે કેટલા હા હા હું ગુજરાતીમાં જ કરું છું હા હા ઠીક છે તો પાંચ વાગ્યાની હા કરી દો અપોઇન્મેન્ટ બને તો દીકરી છે જોડે નાની એટલે એનું થોડુંક વહેલાં કરજો મારું કદાચ થોડું લેટ કે શાંતિથી થશે ને રાત થઈ જશે ને તો પણ ચાલશે એવું હશે તો હું આ એમને મૂકી આવીશ ઘરે ઠીક છે ચાલો થેંક્યુ ધ્રુવ શીખાવા વન ટૂ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન હં હા જી જી જી ઠીક છે હા આભાર ઠીક છે